આપળે તે દિવસે વાત થઈ તી ઓલી રજવાળી ઢોકળી વિષે તમે એના વિષે થોળૂ કેશો મને આપળે તમે એકવાર મને કીધુંધૂ તમે કે મે એક જે હોટેલ કરીને છે રાજકોટમાં કે ત્યાંની રજવાળી જે ઢોકળી સે ઇ મે ખાધીતી એનો સ્વાદ જે છે ઇ આમ શું કેવાય કે પ્યોર કાઠિયાવાળી અને સ્વાદની દ્રષ્ટિએ પણ મસાલા ઓછા અને ખાવામાં પણ સારું એવું હતું તો એના વિષે થોળિ હા હા હ હ

હ બરાબર હા હા અને ભાવની દ્રષ્ટિએ પણ આમ શું કેવાય કે પોસાય એવું તો છેને પાછું

બરાબર

બરાબર અને બીજું રજવાળી ઢોકળી સિવાય કોઇબી વાનગી હોયકે જે શું કેવાય કે ત્યાંની પ્રખ્યાત હોય તો તેના વિષે ખ્યાલ હોય તો થોંળુંકે બરાબર

હ હ અને ત્યાંનો હ અને ત્યાંનો સમય શું હોય છે

બરાબર સારું તો કોઈદિવસ સમય મળે તો જશું સાથે